આમ તો મને મારા ગમતાં અ ઘણાં બધા એવા સ્થળો છે જ્યાં મને વારંવાર જવાનું ખૂબ જ ગમે છે એક તો મારું પોતાનું ગામ છે જ્યાં મારી પોતાની ખેતીવાડી છે જ્યાં મને વારંવાર જવું ખૂબ ગમે છે મને ત્યાં રહેવાનું પણ ખૂબ જ ગમે છે પણ અમુક કારણોસર હું ત્યાં રહી શકતો નથી પરંતુ ત્યાં જવાનું મને ખૂબ ગમે છે જયારે પણ મને મોકો મળે છે હું અચૂક મુલાકાત મારા ગામની લઉં છું મારા ખેતરની લઉં છું ત્યાં આગળ ત્યાં જવા ગયા બાદ મારા આત્માને મારા મનને ખૂબ જ શાંતિ મળે છે કેમ કે ત્યાં મારું પોતાનું અસ્તિત્ત્વ છે મારું જન્મસ્થાન છે મારું જન્મસ્થળ છે મારી ખેતીવાડી છે ત્યાં જાઉં એટલે સુકૂનથી મને આરામ મને ખૂબ જ નીંદર આવે છે મને ખૂબ જ આરામ મળે છે ત્યાં જઉં એટલે મને ખૂબ જ ગમે હું ખૂબ પ્રફુલ્લિત હોઉં છું ખૂબ ઉત્સાહમાં હોઉં છું મને મારા ખેતરનું કામ કરવું ગમે છે મને મારા ઘરનું કામ કરવું ગમે છે મારા ઘરની તથા મારા ખેતરની સજાવટ કરવી મને ગમે છે કારણ કે ખેતર એટલે બહુ એક એવી જગ્યા છે કે જ્યાં આપણને એકદમ નિરાંત મળી જાય છે એકદમ સુકૂન મળે છે મારું પોતાનું કંઈ હોય તો એ મારું ખેતર છે મારું ઘર છે જયારે કોઈ પોતાની વસ્તુ મળે અથવા તો પોતાની ચીજ હોય તો આપણને તે વસ્તુની શાંતિ અને અ ખુબ જ આમ લગાવ હોય છે જે એની સાથે આપણે હોઈએ તો આપણું મન સ્થિર હોય છે વિચલિત નથી હોતું કઇંક મળવાની ખુશી હોય છે કંઇક પોતાનું છે મારું પોતાનું છે એવું અહેસાસ હોય છે અને આ ખુબ જ સારું લાગે છે જયારે હું મારા ખેતરમાં હું ઝાડની નીચે આરામથી સૂતો હોઉં છું વગર ગોદડે નીંદ આવી જતી હોય છે ઓશિકાની પણ જરૂર પડતી નથી એની છાંવ નીચે આરામથી સૂવાની ખૂબ જ મજા આવે છે